ભારતમાં રીતિરિવાજ અને પરંપરાની વાત કરીએ તો ઘણી બધી અનેક મહત્ત્વપૂર્ણ રીતિરિવાજો અને પરંપરા આપણને ભારતમાં તો જોવા મળે છે ભારતમાં આપણે તહેવારો જ જોઈએ તો દિવાળી છે હોળી જન્માષ્ટમી મકર સંક્રાંતિ જેવા ખાસ તહેવાર આવતા જ હોય છે લગ્નમાં પણ આપણે જોઈએ મંગળ ફેરાથી લઈને કંકોત્રી હસ્તમેળાપ વગેરે જેવી આપણે પરંપરાઓ જોતા જ આવ્યા છીએ આધ્યાત્મિક પ્રથાઓ બી જોવામાં આવે છે જેવી રીતે પૂજા પછી ઉપવાસ વ્રત યાત્રા ઘણી આપણે જોઈએ તો યાત્રા કાઢવામાં આવે છે તે બધી મહત્ત્વનો ભાગ જ છે પ્રાચીન આપણે ઋષિઓ કે એ લોકોની જ્યારે વાત કરીએ તો તે લોકોનાં જે ધાર્મિક પુસ્તકો આપણી ગીતા છે ભગવદ્ ગીતા છે રામાયણ છે એ બધા જે ધાર્મિક પુસ્તકો અને એમાંથી આપણને જે કંઈ શીખવા મળે એમાંનાં જે મૂલ્યો છે આદેશો છે તેનું આપણે પાલન કરવું જોઈએ તેવી ઘણી પરંપરા આપણને એવા આપણા ભગવદ્ ગીતા છે રામાયણ એવાં પુસ્તકોમાંથી પણ આપણને જોવા મળે છે ને ભારતની સંસ્કૃતિ તો અલગ જ છે બધાથી આપણે ભારતની સંસ્કૃતિને અનોખી અને એકદમ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ કહી શકીએ કારણ કે શું છે ભારતમાં આપણે કેટલા જુદા જુદા ધર્મો જોવા મળે જેવી રીતે કે છે હિન્દુ ધર્મ મુસ્લિમ ક્રિશ્ચન શીખ ઈસાઈ આપણને ઘણા એવા ધર્મો આપણને ભારતમાં જોવા મળે ઘણી ઘણી જુદી જુદી અને એવી ભાષા આપણને સાંભળવી મળે ગુજરાતી છે મરાઠી છે ઇંગ્લિશ છે તમિલ છે તેલુગુ છે મલયાલમ છે કન્નડ છે એવી જુદી જુદી ભાષાઓ આપણને ભારતમાં જ જોવા મળે છે ને ઘણી જે આપણી પરંપરા છે ભાષા છે ને આ બધાનો ધર્મ સાથે ઘણો આપણને સંબંધ જોવા મળે છે વિશ્વના બીજા દેશોની વાત કરીએ તો એ લોકો સાથે આપણે જો સંસ્કૃતિની એ લોકોની જે સંસ્કૃતિ છે જુદા જુદા દેશોની જે સંસ્કૃતિ આપણે વાત કરીએ તેની જ્યારે ભારત સાથે તુલના કરીએ તો ભારતમાં તો આધ્યાત્મિક ને આપણા જે રિવાજો છે આધ્યાત્મ છે સામાજિક જે આપણા મૂલ્યો છે તેની જો વાત કરીએ તો એના પર આપણે વધારે પેલું સંસ્કૃતિ છે ને એના પર આપણે વધારે ધ્યાન મૂકીએ છીએ ભારતમાં જેવું બીજા આપણને બહારના જે દેશ છે ને તેમાં જોવા નથી મળતું ભારતની આપણે સંસ્કૃતિમાં જોઈએ તો કુટુંબ અને સમાજની જે એકતા છે પરિવારમાં આદર સન્માનની જે લાગણી છે એવાં જે મૂલ્યો છે ને તે આપણને ઘણા જોવા મળે ને એવા સંસ્કાર આપણને જોવા ભારતમાં જ મળે છે જેથી આપણે કહી શકીએ કે અન્ય સંસ્કૃતિથી ભારતની સંસ્કૃતિને આવાં મૂલ્યો સંસ્કારો જ અલગ બનાવે છે